હ હવે કોઈ પ્રસંગમાં હાજરી આપવા માટેનું જયારે આવે ને ત્યારે બધા સાથે મળીને બહાર ફરવા જતા હોઈએ છીએ તો છવ્વીસમી જાન્યુઆરી હોય પંદર ઓગસ્ટ હોય એમાં રાજ્યની તરફથી વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે આ વચ્ચે અમે એક વખતે પંદર ઓગસ્ટના દિવસે કાંકરિયામાં પ્રોગ્રામ સરસ હતો ત્યારે બી અમે લોકો ગયા હતા પછી એક વખત છવ્વીસમી જાન્યુઆરી બી બઉ સરસ પ્રોગ્રામ હતો હવે છવ્વીસમી જાન્યુઆરીમાં શું છે કે જયારે વાર્ષિક અંત હોય છે ડિસેમ્બરમાં ત્યારે નાતાલનો બી નાતાલને પણ ના ભૂલી શકાય ત્યારે બી એ લોકો શું છે કે વર્ષના અંતમાં એ લોકો સારા એવા પ્રોગ્રામો કાંકરિયામાં ખાસ કરીને કરતા હોય છે હવે કાંકરિયા એવું કે સ્થળ છે ત્યાં બધા શહેરનાં લોકો ભેગા થાય છે અને ભેગા થાય એમાં ત્યાં શું છે કે સરસ સરસ પ્રોગ્રામ સંગીતના ગરબાના બધા ગોઠવવામાં આવે છે અને ત્યાં ખાણી પીણીના પ્રોગ્રામો છે સ્કૂલનાં બાળકો આવે બાળકો આવે અને ત્યાં બધા લોકો સાથે મળીને આખું એક પ્રસંગ પાર પાડતા હોય છે અને બધાને ખૂબ જ આનંદ આવે છે અને એમાં શું છે કે સંગીતના બી પ્રોગ્રામ હોય છે ફિલ્મી ગીતો બી હોય છે બેન્ડ સંગીતના પ્રોગ્રામ ડાન્સ હોય છે એટલે બધાને ખૂબ આનંદ આવે છે અને લોકો આનંદમાં ને આનંદમાં પોતાનાં શું છે કે મુશ્કેલીભરી જીવન ભૂલી જવાના બધા પ્રસંગો આ ત્યાં આવતા હોય છે અને ખૂબ જ આનંદ માણતા હોય છે